જે અત્યારનાં ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા છે એમાં સરકારે એટલું ધ્યાન રાખવું જોઈએ કે જે ખેડૂતોને જે પ્રોબ્લ્મ થઈ રહી છે એ પ્રોબ્લ્મ શેના કારણે થઈ રહી છે તો એ પ્રોબ્લ્મ એ થઈ રહી છે કે જે ખેડૂતોને જે માર્કેટમાં ભાવ મળવો જોઈએ એ ભાવ મળતો નથી એના કારણે જે ખેડૂતે પાક કરેલો હોય છે જે એને નુકસાન થયેલું હોય છે એનાં બી અડધાનાં અડધા બી પૈસા એને મળવા જોઈએ સરકાર તરફથી તો સરકારની યોજનાઓ બીજી વધારવી જોઈએ સરકારો માટે ખેડૂતો માટે અને ખેડૂતોને થોડું પ્રોત્સાહન આપવું જોઈએ કે તમે આ કામ કરો તો તમને આટલા પૈસા મળશે તમને આટલી બધી યોજના મળશે તમારા બાળકોને ભણાવીશું